ભારતીય વિજ્ઞાનીઓએ ધારો કે છે કે આપણા જૂના ને જાણીતા ડૉક્ટર એ પી જે અબ્દુલ કલામ જેમને મિસાઇલ મેનનો એકલ કપ પણ મળ્યો છે અને તે બહુ જ શું કહેવાય બહુ જ જાણીતા અને બહુ વખણાયેલા એક વૈજ્ઞાનિક છે તે એમણે એક ભારતીય મુસ્લિમ છે એક ગર્વ છે આપણને કે મુસ્લિમમાં બી આવા એક વૈજ્ઞાનિકે ધારોકે એમને એમને આપણે જોઈએ તો જે દરેક જગ્યાએ સ્પીચ જે આપે છે એમાં બી તમે જુઓ કેટલી બધી એક અ ઉત્તેજિત કરવાની એમની બધી સ્પીચ હોય છે કે ભાઈ આગળ કઈ રીતે વધવું જોઈએ અને આગળ આપણે કઇ રીતે કાર્યવાહી ક કામ કરવું જોઈએ એમને તમે જોવો સ્પીચમાં દરેક લોકો આમ એમને સાંભળવા માટે ઉત્સુક હોય છે અને એ આપણા વૈજ્ઞાનિક બહુ જ છે પછી બીજા એક છે વિક્રમ સારાભાઈ છે જેમણે અમદવાદમાં આપણો એક કેટલે આગળ સુધી એ કાર્ય કર્યું છે એમને આપણે ભણ્યા છે સ્કૂલમાં કોલેજમાં અવારનવાર એમના નામો જ આવે છે તો આપણે આપણે આપણને કે આપણને ગર્વ છે કે આપણાં દેશમાં આવા એક વૈજ્ઞાનિક છે આવા